હવે તરણકલા જે તમે જોઈ શકો છો કે એ બહુ લુપ્ત થઈ રહી છે આજકાલના યુવાનોને ખબર પણ નઈ હોય કે તરણકલા એ શું છે તો હું તમને કેવા માંગીશ કે તે એક આરોગ્ય અને તંદુરસ્તી માટે બહુ જ લાભ થઈ શકે છે જે આપ સૌ ખાસ નોંધ લેશો અને જો તમને ખ્યાલ ન હોય કે તરણકલા શું છે એના શું શું ફાયદા છે એના ઉપર શ્વાસ શ્વાસનો કેવો સંયમ રહે છે જે તમને શ્વાસ લેવામાં કોઈ પડતી હોય તો તે પણ તમને ચિંતામુક્ત કરે છે તો એ તમને જો ન ખ્યાલ હોય તો તમે ગૂગલ પર જઈને જોઈ શકો છો ખૂબ જ સરસ સુંદર એનું વિચરણ એમને કર્યું છે તો આપ પણ શીખી શકો છો કે તરણકલાના શું ફાયદા છે આરોગ્ય તંદુરસ્તી શ્વાસો શ્વાસ પરના શું ફાયદા છે એ તમે ગૂગલ પર જઈને જોઈ શકો છો